આપણાં ગુજરાતમાં ઘણી બધી એવી બધી જગ્યાઓ છે જે લોકો ને મનોરંજન કરી શકે છે જેમકે ગામડું છે તો એમાં ઘણું બધુ જુનવાણી અને હિસ્ટોરિકલ પ્લેસ બનતાં હોય છે જેમકે જુનાગઢ છે એવા ઘણાં બધા પ્લેસ છે આપણે અને અમદાવાદમાં બી ઘણાં બધા એવા એ જગ્યાઓ છે જ્યાં લોકોને ફરવાનું પસંદ કરે છે અને નવી નવી વસ્તુઓ જાણવાનું પસંદ કરે છે કારણ કે જુનવાણી જ પહેલાંની વસ્તુઓ છે અને લોકો અત્યારે હિસ્ટોરિકલ પ્લેસ વધારે પસંદ કરે છે અને લોકો ત્યાં ફરવાનું બી તેમને ગમે છે કારણ કે ત્યાં ઘણું બધુ તેમને જાણવા મળે છે અને તે એક નૉલેજેબલ વ્યક્તિ બી બની શકે છે કારણ કે ઘણું બધુ આપણે મનોરંજન કરીએ જે જૂની જગ્યાએ જઈને જેમકે ગામડામાં જૂના મકાનો હોય મંદિરો હોય તો એમાં આપણે ઘણું બધું જોઈ શકીએ છે કે પહેલાંનું કેવી રીતે તેમનું કામ કરતા ત્યાં ચિત્ર કામને તેનું જે બધું બનાવટ કેવી અલગ અલગ જુદી જુદી પ્રકારની બનાવટ હતી અને તે અત્યારનાં લોકો તે તેને મનોરંજન ગણે છે અને સ્ટોરીટેલિંગમાં પહેલાંની જે વાર્તા અને અત્યારની જે વાર્તાનો ડિફરન્ટ જાણવા જઈએ તો ખૂબ જ ઝાઝો ડિફરન્ટ બતાવે કારણ કે પહેલાંની જે વાર્તામાં કંઇક ને કંઈક શીખવા જેવું હોય છે અને લોકો તેને બી ફોલો કરે છે તો અત્યારની જે સ્ટોરી હોય છે એમાં કંઇપણ શીખવાનું નથી આવતું અને લોકો તેને તે સાંભળીને ઉંધા રસ્તે ચઢી જાય છે પણ પરંતુ પહેલાંની જે વાર્તાઓ અને કાવ્ય ને એમાં ઘણું બધુ શીખવાનું મળતું અને લોકો તેને ફોલો કરે તો અત્યારનાં લોકો તેને ખૂબ જ ઘણું બધુ પ્રાપ્ત કરી શકે છે અને લોકો ગમે ત્યાં કંઈ બી બધા રૂલ્સ પણ ફોલો કરી શકે અને લોકો હિસ્ટોરિકલ પ્લેસ જવાનું પસંદ કરે તો ત્યાં ઘણું બધી હિસ્ટોરી ક્લેક્ટ કરી શકે અને તે ઘણું બધુ ત્યાં શીખી શકે